હલ્લો હલ્લો હા જી બોલો હા જી બોલો અચ્છા ધિરાણ જોઈએ છે તમારે હવે હા અચ્છા હમ હમ બરોબર છે તમને બેઝિક અત્યારે તમને આપી દ જણાવી દઉં છું પછી તમે અમારી બેંક ઉપર આવ આવશો તો તમને પુરું ડીટેલમાં સમજાવીશું અત્યારે હું તમને પ્રાથમિક જે વસ્તુ છે એ તમને હું તમને અત્યારે કહી દઉં બરાબર તમારે કેટલી જરૂર છે તમારી પાસે કેટલું સોનું છે શું છે કેટલાં ધિરાણની જરૂર છે એ મને કહો તમારે સોનાનું કેટલી છે કોનટીટી એ પ્રમાણ બરાબર છે હમ હમ હમ હમ હવે એમાં એવું છે કે જે દિવસે તમે લોન લેશો બરાબર જે દિવસે તમે આવશો અને તમારા ઘરેણાં અમારે ત્યાં આગળ ગીરવે મૂકશો એમાં જે ચાલુ બજાર ભાવ હશે અ સોનાનો એ એનો એ રેટ ગણી અને તમારે એમાંથી વીસ ટકા કે પચાસ ટકા તમને ઓછું આપી આપીશું અને એ પ્રમાણે તમને ધિરાણ આપીશું ને તમારે એ વખતે તમે જ્યારે આવશો ત્યારે જે ભાવ બજાર ભાવ હશે સોનાનો એ પ્રમાણે ગણીશું અને વ્યાજ દર છે વ્યાજ દર છે પાંચ ટકા જેવું લાગે છે બરાબર તો એ પ્રમાણે છે અને તમારે ક્યા તમારે કેટલું પછી તમે જો કન્ટીન્યુસ તમે ભર વ્યવસ્થિત ભરી દેશો તમે હપ્તા તો તમને એમાંથી તમને વ્યાજમાં થોડુક ફાયદો થશે તો જેમ વહેલાં ધિરાણ ભરી દેશો તો તમને એમાં વ્યાજના દરમાં કટોતી મળશે બરોબર અને એ તમે પર્સનલી આવશો અને તમારું સોનું જોઈને કેટલા કેરેટનું છે આ છે એ બધું જોઈ બજાર ભાવ જોઈ અને તમે પર્સનલી મારી ઓફિસે આવો બૅન્ક પર તો એ પ્રમાણે તમને અમે ગાઈડ કરીશું બરાબર અને હું એડ્રેસ તમને મોકલું છુ એ પ્રમાણે જોઈને તમે આવજો બરાબર ચાલુ ચાલુ કામકાજના દિવસોમાં આવજો રજાના દિવસો સિવાય બરાબર ત્યારે મળીએ દસથી પાંચનો ટાઈમ છે તમે આવી શકો છો ચાલો કામકાજના દિવસો દરમિયાન ચાલો મૂકીએ હા આવજો હા ઓકે ધન્યવાદ